હા મને એવું લાગી રહ્યું છે કે અત્યારના યુવાનોને રમતગમતમાં ભાગ લેવામાં પ્રોત્સાહન જ આપવામાં આવતું નથી અને તેમને પણ રમતગમતમાં ભાગ લેવામાં કોઈ ઉત્સાહ જ જોવા નથી મળતો પહેલાના સમયમાં લોકો ફ્રી હોય નવરા હોય ત્યારે ક્રિકેટ રમે વોલીબોલ રમે ગીલીડંડો રમે લખોટી રમે અને અત્યારના છોકરાઓ ભમરડા રમે અને અત્યારના છોકરાઓને તો એવી રમત જ નથી ખબર અને તેઓ જાણતા પણ નથી અને સ્કૂલોમાં પણ સમજાવામાં નથી આવતું અને વાલીઓ પણ તેને સમજાવતા નથી અને તેઓને રમતગમત માટે પ્રોત્સાહન આપવા માટે સ્કૂલોવાળાએ અને સરકારે રમતગમતના મેદાનો ક્રિકેટ માટેનું મેદાન વગેરે ખોલી અને તેઓને પ્રોત્સાહિત કરવા જોઈએ ફૂટબોલ માટે મેદાન આપી અને વિદ્યાર્થીઓને અને યુવાનોને ફૂટબોલ રમવા વોલીબોલ છે ક્રિકેટ છે હોકી છે ગીલી ડંડો છે ટેબલ ટેનિસ છે પછી ઘણી બધી બીજી બધી સારી રમતો છે